સ્થાનિક અખબારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આજે પણ એટલા જ મહત્ત્વના માનવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જ સ્થાનિક અખબાર ચાલતા હોય છે આવા જ કાર્યક્રમો થકી ન માત્ર કાર્યક્રમ પરંતુ કાર્યક્રમ પહેલાં અને કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક ગતિવિધિઓના અન્ય સમાચારો પણ મળતા હોય છે વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રનું સ્થાનિક અખબાર સાંસ્કૃતિક ધરોહર માટે જ બનાવવામાં આવ્યું હોય તેવા અનેક ઉદાહરણો જોવા મળે છે ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો થકી દેશની આઝાદીમાં કઈ રીતે યોગદાન આપી શકાય તે માટે આજે પણ આટલું જ મહત્ત્વનું બને છે સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક વારસો એટલો ઉજ્જવળ અને પ્રબળ છે કે તેના વગર આજે પણ સ્થાનિક અખબારો નું અસ્તિત્વ ટકેલું જોવા મળે છે સૌરાષ્ટ્ર એટલે સાંસ્કૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા ઉપર ચાલતા સ્થાનિક અખબારો સૌરાષ્ટ્રની ભૂમિને સાંસ્કૃતિક ગતિવિધિઓ માટે પણ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે આવી પ્રત્યેક ગતિવિધિ સૌરાષ્ટ્રના સ્થાનિક અખબારોમાં આજે પણ લીડ એટલે કે મહત્ત્વના સમાચાર તરીકે પ્રકાશિત થતી હોય છે તાજેતરમાં જ દ્વારિકા ખાતે પૂર્ણ થએલો આહીરાણી મહારાસ વિશ્વની એવી ઘટનાઓમાં સામેલ થયો કે એક સાથે એક જેવા કપડાં પહેરી અને અનેક મહિલાઓ જગત ગુરુ ઘોષણનાા સમીપે રાસ કરતી જોવા મળી સૌરાષ્ટ્રનો આ સાંસ્કૃતિક વારસો એટલો મજબૂત અને પ્રબળ છે કે તેની નોંધ ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડે પણ લેવી પડી આવા જ સાંસ્કૃતિક વારસાઓ સૌરાષ્ટ્રના સ્થાનિક અખબારોમાં આજે પણ આટલા જ મહત્ત્વના માનવામાં આવે છે જુનાગઢ ખાતે આયોજિત થતો મહા શિવરાત્રીનો મેળો સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરવાની સાથે સનાતન સાંસ્કૃતિક ધાર્મિક ગતિ વિધિઓ માટે પણ શિવ રાત્રિના મેળાને મહત્ત્વનો માનવામાં આવે છે આ મેળામાં સમગ્ર ભારત વર્ષમાંથી આવેલા નાગા સન્યાસીઓ કે જેને શિવના સૈનિક તરીકે ઓળખવામાં આવે છે આ નાગા સન્યાસીઓ સાંસ્કૃતિક વારસા થકી સ્થાનિક અખબારોમાં સતત પાંચ દિવસ સુધી સમાચાર રૂપે ચમકતા જોવા મળે છે તેવી જ રીતે ગિરનારમાં આયોજિત લીલી પરિક્રમા આ સાંસ્કૃતિક વારસો પણ ભગવાન કૃષ્ણના સમયથી ચાલતો જોવા મળે છે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એ સૌપ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હતી ત્યારથી આ સાંસ્કૃતિક પરિક્રમાને પ્રબળ શક્તિ મળી આજે પણ પરિક્રમા શરૂ થતાં પૂર્વેના કેટલાક દિવસો પહેલાં સ્થાનિક સમાચાર માધ્યમોની સાથે રાષ્ટ્રીય સમાચાર માધ્યમોમાં પણ ગિરનારની લીલી પરિક્રમાને લઈને સમાચારો પ્રકાશિત થતા રહે છે આ જ પ્રકારે પરિક્રમા પરિક્રમા પૂર્ણ થયા બાદ પણ એક અઠવાડિયા સુધી ગિરનારની લીલી પરિક્રમાના સમાચારો સ્થાનિક અખબારોમાં હેડલાઇન ચોક્કસ બને છે પરંતુ રાજ્ય અને રાષ્ટ્રના સમાચાર માધ્યમોમાં પણ તે પોતાનું સ્થાન ઊભું કરે છે આ પ્રકારના સાંસ્કૃતિક વારસાઓ સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં જોવા મળે છે સુરેન્દ્રનગર નજીક થતો તરણેતરનો મેળો આ મેળો પણ ત્રીનેત્રેશ્વર મહાદેવ સમીપે થતો હોય છે આ મેળાની વિશેષ ઓળખ મેળામાં સામેલ થતા લોકો પોતાના સાંસ્કૃતિક વારસાને કઈ રીતે ઉજાગર કરે છે મેળાની અંદર આવતા લોકો કઈ સંસ્કૃતિને અનુસરે છે તે સંસ્કૃતિ અને મેળામાં આવનાર લોકોની અભિવ્યક્તિ સ્થાનિક અખબારોમાં સમાચારના માધ્યમરૂપે પ્રકાશિત થતી હોય છે તરણેતરનો મેળો આજે પણ વરસોથી આયોજિત થાય છે તેને સમાચાર માધ્યમો અને સ્થાનિક અખબારોની સાથે રાજ્યના કે દેશના પ્રતિષ્ઠિત અખબારોમાં પણ એક સ્થાન મળતું હોય છે સૌરાષ્ટ્રની ભૂમિને સાંસ્કૃતિક ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર હોય કે ભગવાન કૃષ્ણના દેહોત્સર્ગ સમાન માનવામાં આવતી પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ આ તમામ સાંસ્કૃતિક વારસાને લઈને સતત સ્થાનિક અખબારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક વારસાને ચોક્કસ પણે પ્રતિનિધિત્વ મળે છે આજે આપણે એવું કહી શકીએ કે સૌરાષ્ટ્રની સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા અથવા તો સ્થાનિક અખબારો સૌરાષ્ટ્રની સ્થાનિક લોકસંસ્કૃતિ સૌથી વધારે લોકો સમક્ષ આવે અને આ સ્થાનિક સંસ્કૃતિના સમાચારો જે તે સ્થાનિક અખબારમાં એકદમ મહત્ત્વના સાબિત થતા હોય સે એટલા માટે કે સ્થાનિક અખબારો જે વિસ્તારમાં જે પ્રાંતમાં જે લોકોની વચ્ચે જતાં હોય છે તે લોકોની વચ્ચે આ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિ અને કાર્યક્રમો ખૂબ ચર્ચાસ્પદ બનતા હોય છે આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી બેઠેલો વ્યક્તિ પોતાની આસપાસ અથવા તો સૌરાષ્ટ્રમાં બનતી સાંસ્કૃતિક ગતિવિધિ કે કાર્યક્રમને તેઓ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે સ્થાનિક અખબારો મારફતે પણ સાંસ્કૃતિના આદાનપ્રદાનરૂપે પણ સમાચારના માધ્યમથી મેળવી રહ્યો છે એટલે ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્રના સ્થાનિક અખબારો અહીંની સ્થાનિક સંસ્કૃતિ ઉપર આધારિત હોય છે કે જેમાંથી સૌરાષ્ટ્રના સ્થાનિક લોકસંસ્કૃતિની સાથે તેની જોડાયેલી ઘટનાઓ સમચારના માધ્યમથી સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થતી રહે છે જેથી અખબારને ટકી રહેવાનું એક પ્રેરણાબળ મળે અને આવાજ અખબારો થકી સૌરાષ્ટ્રની જે સ્થાનિક લોકસંસ્કૃતિ છે તે નવી પેઢી સુધી પહોંચતી સ્થાનિક અખબારોના માધ્યમથી જોવા મળે છે